હાલો નમસ્તે સર આ આજે તમારા ડ્રાઈવર છે એ લોકોએ અત્યારે નથી માસ્ક પહેરેલું કે મન પડે એવી આ રીતે અસ્વચ્છતાને ગંદકીને બધુંય રાખેલું છે તો તમે એના વિશે થોડીક એને સૂચનાઓ આપો અમને જે આ અત્યારે તકલીફ પડી રહી છે આ પ્રજાજનો છે આ આ ટેક્સીઓ બધી ગંદી છે આ બસો તો તમે જુઓ બસની અંદર નકરો કચરો ખાણી પીધેલી પીધેલી તમામ પાણીની જે ખાલી બોટલો છે એ મન પડે ત્યાં ફેંકી દેવામાં આવેલી છે એની અંદર મચ્છરના ઉપદ્રવો રહેલા છે આ અમે બધાય માંદા પડીએ આમાં આમ થોડું હાલે કાંઈ તમે એને થોડીક સૂચનાઓ આપો કે આ કરે એ શિક્ષિત નથી હું અને શિક્ષિત ન હોય તો પણ હું એમાં શિક્ષણની જરૂર છે તમે એને કહો તો ખરા કે ઈ લોકો આ બધી સ્વચ્છતા જાળવે અમારે આમાં માંદા પડીએ આમાં અમારે રોગચાળો ફાટી નિકળે મેલેરિયા મચ્છરને આ રો આજે બધાય જે રોગો અમને થાય છે એ એની પાછળનો કારણ તો અસ્વચ્છતા જ છે અમે હવે ફરી પાછું રિપીટ મારે આ સૂચનાઓ તમને ના આપવી પડે એનું તમારે ધ્યાન રાખવાનું છે